લોકો પહેલી વાર ચિત્ર દોરે ત્યારે તેની શરૂઆત તેના ચિત્રની પસંદગી તેનો આકાર કદ વળાંકો પેન્સિલની લાઈનો તેમજ કદના પ્રમાણમાં રસ રંગોની પસંદગી કરવામાં તેઓ ભૂલો કરતાં હોય છે અન્યના ચિત્રની પસંદગી કરતા મૌલિકતાથી ચિત્ર દોરવું જોઈએ પેન્સિલની લાઇન અટકી અટકીને નહીં પણ આત્મસમ્માનથી અથવા આત્મવિશ્વાસથી તેની શરૂઆત કરવી જોઈએ ચિત્રમાં સાદું વર્ણન કરવું શરૂઆતમાં જે દેખાય બસ એનું જ વર્ણન કરવું ચિત્રની ઊંચાઈ પોહળાઈ માપ ચિત્ર આડાઅવળું સમચી રહે તે ધ્યાન રાખવું ચિત્રમાં બનાવેલાં પદાર્થો કે પાત્રો કદ નાના કે સામાન્ય કે વધારે પડતાં મોટાં હોવા જોઈએ એકબીજાને ઢાંકી દે તેવા ના હોવા જોઈએ આમ જો ચિત્રનું સાદું વર્ણન કરવું એ શરુઆત જે દેખાય તેના પર જ વર્ણન કરવું આમ જોઈએ તો રંગોની પસંદગી એ ખૂબ મહત્વની છે ચિત્ર દોરીએ ત્યારે રંગોનો આપણે પસંદગી કરીએ તે વધારે મહત્વ છે ચિત્ર જે પ્રમાણમાં દોરવામાં આવ્યું હોય તે મુજબ રંગોનો ઉપયોગ કરવો જોઈએ જોઈએ દાખલા તરીકે સાંજનું ચિત્ર તો સાંજનું વર્ણન આપણે ચિત્ર દોરીએ છીએ સાંજનું વર્ણન તો તેમાં તેના મુજબના રંગો આપણે પસંદ કરવાં જોઈએ બે મિનિટમાં દાખલા તરીકે બે મિનિટમાં મેગી બની શકે પણ બે મિનિટમાં સારા કલાકાર બની ના શકાય ચિત્રકાર બનવું એ સહેલું નથી આમ જોઈએ તો ચિત્ર જોવું તેમજ જેવું જોઈએ તેવું ના બની શકે પરંતુ પહેલી વાર જ્યારે ચિત્ર દોરીએ ત્યારે જોઈએ એવું ના બની શકે પરંતુ જ્યારે બીજી વાર ચિત્ર જોઈએ આપણે ત્યારે સતત બીક કાઢી નાંખવી જોઈએ અને સતત આપણે શીખતા જ રહેવું જોઈએ પહેલી વાર સારું ના બન્યું પરંતુ બીજી વાર કરશું તો તેનાથી સારું થોડુક થશે અને તેવી જ રીતે આપણે વારવાર કરશું તો સારું બનતું જશે તે આમ જો જુદા જુદા ચિત્રકાર તેના ચિત્ર દોરવાથી સતત અવલોકન કરતા રહેવું હોય જુદા જુદા રંગોનો ઉપયોગ કરી અને મિશ્રણ કરી અને ચિત્ર દોરવું જોઈએ પોતે બનાવેલાં ચિત્રોમાં યોગ્ય અને અયોગ્ય બાબતોનું જાતે જ આપણે નિવારણ કરવું જોઈએ તેમજ તેને આપણે સુધારવાના પ્રયત્નો કરવાં જોઈએ આપણું ચિત્ર કેવું છે તે આપણે જોવું જોઈએ અને તેમાં શું ફેરફારો કરવાં જોઈએ તે આપણે જાતે જ જોવા જોઈએ અને યોગ્ય અયોગ્ય બાબતોની આપણને ખબર હોવી જોઈએ અને તે સુધારવાના આપણે પૂરેપૂરાં પ્રયત્નો કરવાં જોઈએ જુદા જુદા પ્રકારના ચિત્રો જે બનાવતાં હોય છે તે તે સતત આવી રીતના પ્રયત્નો કરતા રહે તો કોઈ વ્યક્તિ સારો કલાકાર બની શકે છે આમ જોઈએ તો આપણે ચિત્રકાર બનવા માટે એકવાર ના બને સારું બીજીવાર ના બને પરંતુ વારંવાર આપણે પ્રયત્નો કરતા રહીએ તો એક આપણે સારા કલાકાર બની શકીએ છીએ આથી મહેનત કરતી રહેવી જોઈએ અને અને સારું પરિણામ મળે તે રીતે આત્મસમ્માન દ્વારા આગળ ને આગળ વધતું રહેવું જોઈએ તેમજ આપણે દોરેલા ચિત્રોમાં કોઈ ભૂલ હોય તો આપણે શોધવી જોઈએ જેને કારણે વારંવાર પ્રેક્ટિસ કરવામાં આવે વારંવાર મહેનત કરવાંમાં આવે તો આપણે એક સારા કલાકાર સારા ચિત્રકાર બની શકીએ છીએ ભવિષ્યમાં આથી કોઈ દિવસ આત્મસમ્માન ગુમાવવું ન જોઈએ અને આપણે મહેનત કરતી રહેવી જોઈએ જેને કારણે આપણને એક દિવસ તેમાં પૂરેપૂરી સફળતા મળે આથી એક વ્યક્તિ સારો કલાકાર પણ બની શકે છે જો વારંવાર તે મહેનત કરે તો